હા બળદ ગાડાની હરીફાઈ અને એ બધી મેં ગામમાં જોએલી છે અને બકરા કે મરઘાની લડાઈઓ બધી મેં ગામમાં જોએલી છે પણ અને પિચ્ચરમાં બી બહુ વાર જોએલું છે પણ આ બધી વસ્તુથી મને બહુ નફરત છે કે એક જે આપણે બી કોઈ બે જણ ઝગડતા હોય ધારો કે બે છોકરાઓ બી ઝગડતા હોય કે બે મોટાઓ ઝગડતા હોય કે બે ઘરડા માણસો કે કોઈ બી ઝગડતું હોય તો પણ આપણને નથી ગમતું અને એ લોકો બી આપણે મોટા બધા જીવ છે તો એ લોકો બી એક જીવ છે તો જે હિંસક રીતે જે એ લોકો ઝગડા કે હરીફાઈ એ લોકો કરતાં હોય તો એ બધી વસ્તુ બહુ નથી સારી કે જે એમાં એક કોઈ બી એક જીવને નુકસાન થાય કે એક જીવને કોઈ બી કોઈ મરી જાય કે કોઈને ઇન્જરી થાય તો એ બહુ ખતરનાક વસ્તુ છે તો આ એ જ એક હું એક જીવદયા પ્રેમી છું તો મને આ વિષે મારો મારો વિચાર હું આ સાથે સહમત જ નથી બિલ્કુલ કે આ વસ્તુ હોવી જોઈએ કે બળદોની હરીફાઈ હોય કે કોઈ પણ મૂંગા પ્રાણીઓની હરીફાઈ હોય તો એ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય કેમ કે તમે જે મૂંગા પ્રાણીઓ છે તો એ લોકો બોલી નથી શકતા તો એ લોકો તો એ લોકો પણ જીવ છે પણ એ લોકો બોલી નથી શકતા એટલે એ લોકો કઈ નથી શકતા કે ભાઈ અમારે આ નથી લડવું કે નથી ઝગડવું પણ તમે જે ઝગડાવો છો અને તમે જે રીતે એને લડાઈ કરાવો છો તો એ એ લોકોએ જબરદસ્તી કરવી પડતી હશે તો એ એ જ એ લોકો જીવ જે છે એ બધા લડાઈ ઝગડામાં કોઈ મરી જાય કે કઈ બી થાય તો એ બહુ મોટું મોટી વાત કહેવાય કે એમાં જીવદયા ને જીવદયા અમે જે જૈન છીએ તો જીવદયા ને આ નથી અમે સહમત આના સાથે કે ભાઈ આ થવું જોઈએ આવી હરીફાઈઓ બંદ જ કરાવી દેવી જોઈએ કે કોઈ દિવસ આવી હરીફાઈઓ હોવીજ નહીં જોઈએ હું તો એમ કહીશ કે આ આ બધી હરિફાઇઓ જે પિચ્ચરમાં બી હોય છે તો એ પિચ્ચરમાં બી બંધ કરાવી જોઈએ કે આવી હરીફાઈઓ નહીં થવી જોઈએ અને ગામડાઓમાં અને એ બધામાં આ બધી હરીફાઈઓ થોડી વધારે થતી હોય છે કુસ્તીને એ બધી કરતા હોય છે આ લોકો બળદોની ને એ બધી તો એ પણ બંધ કરાવી દેવી જોઈએ કે આ બહુ જ ખરાબ છે કે આ વસ્તુ નહીં થવી જોઈએ પછી ભલે બકરા હોય કે મરઘાં હોય કે બળદ હોય કે બળદગાડા હોય પણ બધા જ એક જીવ છે તો એ જીવોને બી જે દુખ અને વેદના થતી હોય છે એ લોકો કોઈને કહી નથી શકતા તો એ બોલી નથી શકતા એટલે એનું એવું નથી કે પછી તમે એને કંઈ પણ રીતે ઝગડાવો અને મારામારી પર લાવી દો તો આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય તો એને બંધ જ કરાવી દેવી જોઈએ